હું સામાન્ય રીતે આજુબાજુમાં જે ફૂલના છોડ વેચનારા હોય તેમની પાસેથી ફૂલ છોડ અને મને ગમતા કુંડાઓ લઈ આવું છું અને આ રીતે જ આજુબાજુમાંથી જ મારું કામ પૂરું કરી દઉં છું અથવા ક્યારેક બાર ગામ જઉં તો મને એ છોડ લાવવાનું મન થતું હોય છે પરંતુ કે ઘણી બધી અગવડતાઓ હોય તો ક્યારેક એ છોડ આવી શકે છે ક્યારેક એ નથી આવતા પરંતુ આડોશપાડોશમાં પણ કોઈ સારો બગીચો હોય અને કોઈ એની આપણને એમાંથી રોપો કરી આપે એ રીતે હું મારા બગીચાને વિસ્તરીત કરતી હોઉં છું અને એ રીતે કામ ચાલે છે